ગુજરાતી ભાષા ઉપર સંસ્કૃત હિન્દી અને અંગ્રેજીનો ઘણો જ પ્રભાવ છે જેમ કે ધાર્મિક અને સાહિત્યિક પ્રભાવ સંસ્કૃતિમાં ગુજરાતી ભાષામાં ધર્મ તત્ત્વજ્ઞાન અને સાહિત્યના ક્ષેત્રોમાં સંસ્કૃતના ઘણા શબ્દો અને સિદ્ધાંતો અપનાવવામાં આવ્યા છે આ શબ્દો અને ખ્યાલો ગુજરાતી ભાષામાં મુખ્ય સ્થાન ધરાવે છે જેમ કે શબ્દ સંસાધન તો સંસ્કૃત શબ્દકોશમાં આપેલા શબ્દોનો ગુજરાતી વ્યાકરણ અને ભાષામાં વ્યાપક ઉપયોગ થાય છે દાખલા તરીકે અનુભવ મનુષ્ય વિદ્યા વગેરે પછી વ્યાકરણ અને છંદોમાં પણ ગુજરાતી કાવ્યમાં છંદો અને છંદ વિદ્યામાં સંસ્કૃતનો પ્રભાવ જોવા મળે છે શાસ્ત્રીય કાવ્ય રચનાઓમાં સંસ્કૃતના છંદ અને વ્યાકરણના નિયમોનો ઉપયોગ થાય છે હિન્દી ભાષા જોઈએ તો હિન્દીમાં પણ ફિલ્મો અને મીડિયામાં હિન્દી ફિલ્મ ટીવી સીરીયલ અને ન્યૂઝ ચેનલ દ્વારા હિન્દી ભાષાનો પ્રભાવ ખૂબ જ વધી ગયો છે આનો પ્રભાવ યુવા પેઢી એમાં વધારે છે શબ્દો સમૃદ્ધિ ઘણી વખત હિન્દી શબ્દો ગુજરાતી બોલચલમાં આપોઆપ રીતે પ્રવેશી જતા હોય છે જેમ કે પ્રેમ દોસ્તી મહોબ્બત આવું બધું હોય છે પછી ભારતની રાષ્ટ્રીય ભાષા હોવાના કારણે હિન્દીનો પ્રભાવ શિક્ષણ વ્યવસાય અને સરકારી દફતરખાનાઓમાં વિશેષ જોવા મળે છે હવે અંગ્રેજી ભાષા જોઈએ તો તેનો શૈક્ષણિક પ્રભાવ વધારે છે અંગ્રેજીનું શિક્ષણ મુખ્ય શાળાઓ અને કોલેજોમાં ખૂબ પ્રચલિત છે આના ફળસ્વરૂપે અનેક નવા અને તકનિકી શબ્દો ગુજરાતી ભાષામાં સામેલ થયા છે પછી વ્યવસાયિક પ્રભાવ જોઈએ તો આર્થિક ગતિશીલતા અને વૈશ્વિકી કરણને કારણે અંગ્રેજીનો ઉપયોગ રોજીંદી વ્યવસાયિક જીવનમાં અનિવાર્ય બની ગયો છે દાખલા તરીકે મોબાઇલ લેપટોપ મીટીંગ ઈમેલ વગેરે અને મિશ્ર ભાષા જોઈએ તો યુવા પેઢી વારંવાર ગુજરાતી અને અંગ્રેજી શબ્દનું મિશ્રણ કરે છે જેને આપણે હિંગલિશ તરીકે ઓળખીએ છીએ આનું ઉદાહરણ છે કોલ કર ડેટા સેન્ડ કર વગેરે વગેરે